હા અમને નળનું પાણી જે છે એ મળે છે અને નળનું પાણી જે છે એ એકદમ સોસાયટીના જે બોરવેલ કરેલા છે એમાંથી જે છે એ પાણી એમને જે છે એમને મળે છે અને એ પાણી જે છે એ ચોખ્ખું હોય છે અને એનો ઉપયોગ જે છે તે ડેયલી લાઈફસ્ટલમાં જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આપણે જે છે એ કરી શકીએ છીએ અને એ નિયમિત પાણી આવે છે કાપ એમાં હોતો નથી અને એ સામાન્ય માણસ જે છે ઉપયોગ કરી શકે તેવું અશુદ્ધ પાણી જે છે હોતું નથી જેના થકી બહુ સારી રીતના જે છે એ પાણી જે છે એ મેળવી શકાય છે